હલો જય શ્રી કૃષ્ણ જય કેમ છે અરે યાર આજે તો મેં પાસપોર્ટ કાર્યાલયમાં છે ને મારી અરજી મેં કરી હતી તો એનો મેલ પણ આવ્યો છે તો મને છે જરાક તું તારી મદદ કરશે અચ્છા ઓકે તો એમાં શું છે કે હવે આગળની પ્રક્રિયા મારે કરવાની શું છે ફોમ તો મેં ભરી દીધું છે પણ એની હજી મને માહિતી પ્રોપર માહિતી મળી નથી જો તું મને થોડુંક માર્ગદર્શન આપશે તો હું એને બરોબર ફીલપ કરીને આગળ જવા દઉં હા હા મેં બધી માહિતી બરાબર આપી દીધી છે હા મેલ પણ આવી ગયો છે હા હવે આગળ શું કરવાનું હા એટલે મૌખિક પ્રક્રિયા રહેશે કે પછી મારે કંઈક લેખિતમાં આપવાનું રહેશે મૌખિક જ ને ઓકે ઓકે ઓકે ઓકે વાંધો નહીં એટલે એમાં શું છે યાર વિઝા મેળવવા માટેની થોડીક આ માહિતી લેવાની છે ને એટલી થોડીક ખબર પડતી નથી એટલે વિઝા પાસ કઈ રીતે કરવાના તો તું કહેશે તો મને મદદ થઈ જશે ચાલ ચાલ આભાર તારો